હલો હા સર આપનું નામ શું છે અચ્છા હં તો તમારે સીટ ચેંજ કરવી છે તો તમારે અત્યારે હાલમાં જે ટિકિટ છે તમારી સીટ કઈ છે સીટ નંબર પાંચ છે અચ્છા હા તો તમારે કઈ સીટ જોઇએ છે વિન્ડો સીટ જોઇએ છે એમ હા તો તમે એકચુંલી એમાં એવું છે કે વિન્ડો સીટ ઓલરેડી પેક છે હં પણ એમાં એકચુઅલીમાં એવું છે કે વિન્ડો સીટ હં એમાં એવું છે શું કહો છો તમે હા તો એમાં એવું છે કે વિન્ડો સીટ ઓલરેડી પેક છે જ એટલે હજુ ઓબીયસલી પેસિંજર જો ના આવે તો તમને મું એ જગ્યાએ તમને બેસાડી શકું છું હવે એ પેસન્ટ તો કદાચ આવે અને એમની જોડે તમારું કોનવરઝેસન કરાવું અને પછી તમારી વાતચીત કરાવડાવું તો તમે તમે બેસી શકો છો ને એ જો રાજી થાય કે હા વાંધો નહીં તમે બેસી શકો છો તમે એમ તો તમે બેસી શકો છો બાકી અને બીજું કંઈ સર અને તો બને એટલું પ્રયત્ન તો હું કરીશ હા હું બને એટલું પણ એમાં એવું છે કે તમારી જે સીટ છે ને આપણે કઈ બાકી ખાલી હોત ને નંબર સીટ હું તમને ચેંજ કરી આપત પણ એ જ છે કે હું કરી શકું ને અને જો થશે હા થશે તો હું તમને ચેંજ કરાવડાવી દઇશ ને એમની જગ્યાએ બેસાડી દઇશ ને એમને તમારી જગ્યાએ બેસાડી દઇશ જોએ માને તો અને જો કન્વરસેસન કરીએ તમે વાતચીત કરી લો જો એ રાજી હોય તો તમે એમની જગ્યાએ બેસી જજો ઑકે થેન્ક યુ થેન્ક યુ